ગુજરાતમાં એવાં અનેક મેદાનો છે જ્યાં સ્થાનિક અને રાષ્ટ્રીય કાર્યક્રમો થતા હોય છે જ્યાં અનેક સ્ટેડિયમોમાં જોવા મળે છે ને મેદાનોમાં ક્રિકેટો રમાય છે સ્ટેડિયમોમાં કોઈકને પુરસ્કાર મળ્યો હોય તો તે જોવા મળે છે કાર્યક્રમો જોવા માટે અનેક અનેક જગ્યાએથી લોકો આવે છે જોવા માટે અને સન્માન કરે છે